મેડમ મેડમ મારે છેને જોબ જોઈએ છે તમારી જે કન્સલ્ટન્સી જેજે છે જે કન્સલ્ટન્સીમાં છેને મારા હા બોલો મેડમ હું જે કન્સલ્ટન્સી છેને એમાં મારા મિત્રો જે છેને એ મેં આની પહેલાં પણ તમારી કન્સલ્ટસીનો સંપર્ક કરી અને એને એમ જોબ મેળવેલી હતી એટલે એને તમારો રેફરન્સ આપ્યો મને અને મારે પણ હવે જોબ જોઈએ છે એકચુંલી હું મિકેનિકલ એન્જીનીયર છું એનું મેં સ્ટડી કરેલું છે પણ મારું જે પ્રેફરન્સ છેને એ જુદું છે મારે થોડુંક કલા ક્ષેત્રની અંદર એટલે કે આર્ટ લાઇનની અંદર જવું છે તો તમારી પાસે એવી કોઈ જોબ ખરી તો

હહ બરાબર છે બે મિનિટ બાજુમાં હા આ બાજુમાં છેને બહુ જ અવાજ આવે છે દૂર માજતની બાજુની બિલ્ડિંગમાં હા તમારે હા હા બરાબર છે તો મેડમ હવે તમારું ચાર્જિસ હોય કે એ કેવી રીતે હોય છે તમારો જે કન્સલ્ટન્સીનો જે ચાર્જીસ હોય છે એ કેવી રીતે હોય છે ઓકે બરાબર યસ યસ મેડમ હું મોકલી આપું છું યસ યસ મોકલી આપું છું ઓકે શ્યોર ના બસ થેંક યુ મેડમ